યુટ્યુબ પર રસોઈ શીખવા માટે મારી ફેવરિટ ચેનલ એક રેખાઝ કિચન કરીને છે જેમાં હું અલગ અલગ પ્રકારની રેસીપી એમાંથી શીખું છું જેમકે હમણાં જ મેં એક પનીર ઢોસાની રેસીપી એમાંથી શીખ્યો દહીંવડા ને હું દહીંવડા બનાવતો જ હતો પણ વધારે સારી રીતે કેવી રીતે બનાવી શકાય એના માટે થોડીક ટિપ્સ મેં એમાંથી લીધી અને અલગ અલગ ફરાળી આઇટમ્સ પણ હું એમાંથી શીખ્યો કે જે આપણે જનરલી રેગ્યુલર ફરાળમાં જે ખાતા હોઈએ એ કોમન આઈટમ્સ થઈ ગઈ એના કરતાં અલગ વસ્તુ આપણે શું ખાઈ શકીએ ફરાળમાં એ બધી વાનગીઓ હું એ રેખાસ કિચનની ચેનલમાંથી શીખ્યો સાથે એક ઇન્સ્ટાગ્રામમાં એક ફૂડ ફાર્મર કરીને ચેનલ છે એ ફૂડ ફાર્મરમાંથી હું ઘણી બધી ન્યૂટ્રિશનલ ફેક્ટ્સ કે ખાવા પીવાનાં લગતી બાબતો છે કે મારા શરીરને કેટલાં પોષક તત્વોની જરૂર છે એમાંથી હું કઈ વસ્તુ ખાઉં છું તો મને કેટલું મળી રહે છે એ બધી જે આંકડાકીય માહિતીઓ છે એ બધી મને ત્યાંથી જાણવા મળે છે કે હું બજારમાંથી કોઇ પણ પેકેટ્સ લાવું છું તો એ પેકેટ્સમાં કેટલું શુગર છે કેટલું ટ્રાન્સફેટ છે મારાં શરીરને કેટલાં શુગરની જરૂર છે કેટલાં પ્રોટીનની જરૂર છે એક દિવસમાં કે કેટલું ફેટ છે એ ટ્રાન્સફેટ હું આ પેકેટ ખાવાથી લઉં છું એ બધી વિગત તો છે હું એ ફૂડ ફાર્મરની ચેનલમાંથી શીખ્યો કે ત્યાંથી મને આ બધી માહિતીની ખબર પડી અત્યાર સુધી આપણે કોઇપણ વસ્તુ બજારમાંથી લાવતા હતા તો એ બસ આ વસ્તુ મારે ખાવી છે તો એ લઈને આવી જતા હતા હવે એવું નથી થતું હવે ધારો કે મારે મેગી ખાવી છે તો હું મેગીની સાત આઠ દસ કંપનીઓ ત્યાં માર્કેટમાં છે તો એમાંથી સ્પેસિફિક બધાનાં કન્ટેન વાંચુ છું કે આમાં કઈ કઈ વસ્તુઓ નાખેલી છે એમાં શુગર કેટલું છે એમાં મેંદાનો ભાગ કેટલો છે આટાનો ભાગ કેટલો છે કે એમાં એના જે મસાલાઓ છે એ મસાલાઓમાં શું શું એડ કરેલું છે એ બધું જોઈએ છીએ કોઇ કોલ્ડ્રીંક્સ લઉં છું તો કોલ્ડ્રિંક્સની અંદર એમાં કેટલું શુગર એડ કરેલું છે જીરો શુગરની કોલ્ડ્રીંક્સ આપે છે તો એમાં સેલ્યુલોઝ કેટલું છે પછી આ બધી વસ્તુઓ જોઈ અને મારા શરીર માટે ડેઈલી કેટલી જરૂર છે એ મુજબની વસ્તુઓ હું લઉં છું કે નહીં એ બધું આંકડાકીય માહિતી છે એ બધી એ હું એમાંથી શીખ્યો છુ